થોડા દિવસો પહેલાં મેં જોકી એમેઝોન પરથી ઓનલાઇન કપડાની ખરીદી કરી હતી આમાં મેં જોયું કે વેપારીએ જે બ્રાન્ડના કપડા બતાવ્યા હતા તેને બદલે બીજી બ્રાન્ડના કપડા મોકલી આપ્યાં આને માટે મેં એમેઝોન પરથી વેપારી નો નંબર મેળવ્યો અને તેની સાથે વાત કરી અને જણાવ્યું કે તે કપડા તે પાછા લઈ લે અને મને મારા પૈસા પાછા આપે પણ તેણે એ વિનંતી સ્વીકારી નહીં અને ઉડાવ જવાબ આપ્યા આથી મેં આ બાબતે ગ્રાહક સેવક ટીમને ફરિયાદ કરી ગ્રાહક સેવક ટીમએ તાત્કાલિક પગલાં લઈ અને મારો પ્રોબ્લેમ તરત જ સોલ્વ કરી આપ્યો તેમણે વેપારીને નોટિસ આપી અને મારા કપડા તે વેપારીએ પાછા સ્વીકારી લીધાં અને મને મારા પૈસા પાછાં આપ્યાં ખરેખર ગ્રાહક સેવક ટીમએ મને ખૂબ જ મદદ કરી અને તે ખરેખર કાર્યક્ષમ રીતે કામ કરે છે તેમનો ખૂબ જ આભારી છું અને ટીમને હું દસમાંથી દસ માર્ક આપું છું